તમારા પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે તમે કઈ ટેકનિકનો ઉપયોગ કરો છો તેનો જવાબ છે કે મારા પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે હું કેટલીક મહત્વપૂર્ણ ટેકનિકનો ઉપયોગ કરું છું સૌથી પહેલાં હું પાકની યોગ્ય સમયે વાવણી કરું છું જે સમય મારા વિસ્તારમાં આબોહવા અને જમીનની સ્થિતિ માટી યોગ્ય હોય છે આ સાથે હું માન્ય ખાતરો અને સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરું છું ડ્રીપ સિંચાઈ ખાસ કરીને ખૂબ જ ફાયદાકારક છે કેમકે તે પાણીની બરાબર મોપાસી કરે છે અને પાકને જરૂરિયાત મુજબ જ પાણી પહોંચાડે છે બીજી ટેકનિકલ મલચીંગ છે જેમાં પાકની આસપાસ જમીન પર પાંદડાઓ અથવા પ્લાસ્ટિકની પરત મૂકવામાં આવે છે જે જમીનને ભીની રાખે છે અને જાતભાતના ઘાસને ઊગતાં અટકાવે છે હું જમીનના ગુણવત્તાને સુધારવા માટે ઓર્ગેનિક ખાતરો અને કાળું કમ્પોસ્ટનો ઉપયોગ કરું છું જે માટીને ફળદ્રુપ બનાવે છે આટલું જ નહીં હું સમય સમય પર પાકને રોગોથી બચાવવા માટે જીવામૃત અને અન્ય પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરું છું જે પાકને સ્વસ્થ રાખે છે અને સારી ગુણવત્તાવાળો ઉપજ છે